નમસ્તે અજયભાઈ કેમ છો મેં આપના એપ્લિકેશનમાંથી ઓલાથી મેં બૂક કરાવેલ હતું કાલે મારે સૂરત જવાનું છે તો એના માટેનું છે હા જી મારી ટ્રેનની ટિકીટ છે સાંજના છ વાગ્યાની એટલે મારે ત્યાં કંઈપણ કરીને સાડા પાંચ સુધીમાં તો પહોંચી જવું પડે સુરત રેલવે સ્ટેશને હા એટલે પાંચ આપણે મારે ત્યાં વધારે બધો ટ્રાફિકને આ ને તે ને બધું ધ્યાનમાં રાખીને પણ આપ જો ચાર વાગ્યે મારાં ઘરે આવી શકશો તો વધારે સારું રહેશે હા હા પહોંચી જાઓ ચાર વાગ્યે હું ચાર વાગ્યે તૈયાર રહીશ કોઈ વાંધો નહીં હા અને મારું લોકેશન પણ ઓન છે અને મેં એપ્લિકેશનમાં ડેસ્ટિનેશન ને એ પણ બધું નાખી દીધું છે એટલે એ વાંધો નથી આપને ઠીક છે તો ભલે પધારશો કાલે ચારેક વાગ્યે અને આ તમારો જ નંબર છે ને તો કાલે ઇન્કેસ કદાચ આપ લેટ કે એવું કશું થાઓ તો આ નંબર પર ફોન કરી શકું આપને ઠીક છે ચાલો બાય નમસ્તે